અમારા વિસ્તારમાં અલગ અલગ રાજ્યોમાંથી ઘણા લોકો આવીને વસવાટ કરી રહ્યાં છે જો વિસ્તારની વાત કરીએ તો ગુજરાત સિવાય બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન વગેરે વગેરે રાજ્યોમાંથી આવીને લોકો અહીં વસવાટ કરી રહ્યા છે અમારો વિસ્તાર ઘણી ગીચ વસ્તીવાળો વિસ્તાર છે વિસ્તારની અંદર દરેક લોકોની રહેણી કરણી અલગ અલગ પ્રકારની છે કોઈ વ્યક્તિ જો સમજે તો જેમ કે અમુક લોકો સ્વચ્છતા રાખવામાં ધ્યાન આપતાં હોય છે અને અમુક પરિવારના સભ્યો જે છે એ ઘરની આસપાસની સ્વચ્છતા હોય કે ના હોય તેમને કોઈપણ પ્રકારનો ફરક પડતો નથી અને ઘણા પરિવાર એવાં પણ છે જે રોજિંદુ કમાઇ અને રોજિંદુ જીવન જીવી રહ્યા છે તો ઘણા પરિવાર સવારથી જ પોતાનાં કામે લાગી જાય છે પરંતુ હું મારા ઘરમાં અને ઘરની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરું છું અને આસપાસ અને આસપાસના પાડોશના લોકોને પણ સ્વચ્છતા રાખવા બાબતે વાતચીત કરતી રહું છું અન્યમાં જો જોવા જઈએ તો સવારે જે સફાઈ કામદાર આવે છે તેમને તેમની લારીમાં કચરો નાખવા માટે અને જે સરકાર દ્વારા ચાલી રહેલી સ્વચ્છતા અભિયાનની જે કચરો લેવા માટેની ડેઈલી કલૅક્શનની જે ગાડી આવે છે તેમાં કચરો નાખવાં બાબત વિષે પણ જણાવું છું અને જો લોકો રોડ રસ્તા પર કચરો નહીં નાખે અને વ્યવસ્થિત કચરાનું નિકાલ કરશે તો આપણો વિસ્તાર સ્વચ્છ સુંદર રહેશે અને વિસ્તારની અંદર લોકોનું આરોગ્ય પણ સારું રહેશે